હેલો સ્વીગીમાંથી વાત કરી રહ્યા છો મેં સ્વીગીમાંથી ઓર્ડર આપ્યો હતો જેમાં પીઝા પાસ્તા બ્રાઉની અને સ્વીટ ડેઝર્ટ હતું અને તેનું એડ્રેસ એક દેવભૂમિ સોસાયટી રેય કોલોની રોડ વિસનગર પાર્ટ વન હતું તે જો ભૂલથી આપી દીધું હતું અને હવે તે અ એડ્રેસ પર ઓર્ડર નથી આપવાનો તેની પ્રોસેસ મને આગળ જણાવશો આ મારું નવું સરનામું છે જે નીચે પ્રમાણે છે સોળ દેવભૂમિ સોસાયટી ધરોઈ કોલોની રોડ પાંચ આંબા વિસનગર છે આજ સાંજ સુધીમાં મને મારો ઓર્ડર મળી જશે જો એડ્રેસમાં સોસાયટીના પાર્ટ એકની જગ્યાએ પાર્ટ બેનું એડ્રેસ આપ્યું હતું તે હવે નવા એડ્રેસ પર મોકલવા માટે વિનંતી